આ જ્ઞાન તો આપણાં જીવન માટે ખૂબ જ જરૂરી છે જ્ઞાન તો જિંદગીભર જન્મ્યા ત્યારથી ગમે ત્યાં સુધી જન્મથી મૃત્યુ સુધી જ્ઞાન લો તો પણ ઓછું જ છે નાનપણમાં આપણે ઇચ્છીએ છીએ કે આપણને શિક્ષણ મળવું જોઈએ પણ સૌથી પ્રાથમિક શિક્ષણ તો આપણને ઘરમાંથી જ મળે છે આપણાં માતા પિતા દ્વારા જ મળે છે એ સંસ્કારનું જ્ઞાન છે એ પણ ખૂબ જરૂર છે ત્યાર પછી સ્કૂલમાં ગયાં પછી આપણે સ્કૂલનું શિક્ષણ જો એ કહીએ તો શિક્ષણ તો જરૂરી જ છે અને પહેલાંનો સમય એવો હતો કે દીકરીઓ હતી એને એટલું બધું બહાર મોકલીને શિક્ષણ નહોતા દેવા દેતા બહુ તો હાઇસ્કૂલ સુધી ભણાવતાં નાનું ગામ હોય

અને ઘર કામમાં વળગાડી દેતાં હતાં પરંતુ જેમ પરિવર્તન થતું જાય સમય બદલતો જાય એમ પરિવર્તન પણ અને વિચારોમાંય પરિવર્તન આવતું જાય અને ધીમે ધીમે છોકરાઓને ભણાવવા માટે માતા પિતા પણ નાનાં ગામડાં છોડી છોડીને સીટીમાં આવવું પડે છે બાળકો માટે એને ભણાવવા માટે થઇને એનાં ભવિષ્ય માટે સારા ભવિષ્ય માટે માતા પિતા પણ કરે છે સમાધાન અને જાય છે પોતાનું ગામ છોડીને વેપાર ધંધા પણ સીટીમાં કરે છે છતાં બાળકોને પણ હોસ્ટેલમાં રહીને પણ ભણાવે છે અને ભણતર તો જરૂરી જ છે જો જ્ઞાન પૈસા માટે પૈસા કમાવવા માટે એના કરતાં પણ હું તો એવું માનું છું કે તમારા ભણતરથી તમારા વિચારોમાં ખૂબ જ પરિવર્તન આવે છે વિચારોમાં જે તમારી સંકુચિત વિચારો હોય તમારી વિચારશૈલી તમારી માનસિકતા એમાં ખૂબ જ વિચાર આવે છે આપણે વાત કરીએ ને સામેવાળી વ્યક્તિ સાથે વાત કરીએ તો ખબર પડી જાય છે કે એ વ્યક્તિ ભણેલ વ્યક્તિ સાથે આપણે વાત કરીએ અને કોઈક અભણ કે ઓછું ભણેલ વ્યક્તિ સાથે વાત કરીએ તો તરત જ આપણને ખબર પડી જાય કે ભાઈ એની સાથે વાત કરવાની મજા આવતી નથી કારણ કે એના વિચારો જે રીતના હોય નેગેટિવ વિચારો હોય એટલે ન મજા આવે ને ભણતરથી નેગેટિવિટી ઘણી ઓછી થઈ જાય છે એમ હું માનું છું અને હું પણ નાનપણથી હતી ત્યારે નાનાથી કોલેજ સુધી ભણી જ છું મારા પપ્પાએ ને ગ્રેજુએટ કરાવી છે અને હું ટયૂશન પણ ભણાવતી બાળકોને ત્યારે પણ અને મેરેજ પછી ઘણાં વર્ષો પછી મારા બે બાળકો છે એને પણ મેં બેય દીકરાઓ છે એ બંનેને મેં પણ હું મારો નાનો સન કેજીમાં આવ્યો ત્યારે મેં ટીચર તરીકે જોબ લીધી અને બંને બાળકોને હું લઈને સ્કૂલમાં જતી પાંચ વરસ સુધી મેં ટીચર તરીકે સ્કૂલમાં જોબ કરી છે નાનાં નાનાં બાળકોને ભણાવ્યાં છે એટલે મને તો શિક્ષણ પ્રત્યેનું ખૂબ જ મહત્ત્વ છે અને હું એમ જ કહું છું કે દરેક બાળકે અને દરેક માતા પિતાએ બાળકોને શિક્ષણ આપવું જ જોઈએ અને હાયર એજ્યુકેશન માટે હું એ ખાસ કહીશ કે એસેસી પછી બાળકોને કઈ લાઇનમાં જવું એ બાળકોને પોતાને વિચારવા દેવાની જરૂર છે માતા પિતાએ એનાં ઉપર ક્યારેય પોતાના વિચારો કે પોતાની ઈચ્છાઓ ક્યારેય લાદવાની કોશિશ કરવી જોઈએ નહીં માતાની ઈચ્છા મારી ઈચ્છા નાનપણમાં એવું હોય કે મારે ડોક્ટર બનવું હતું અને હું ન બની શકી એનો મતલબ એવો નથી કે મારાં બાળકને ન ઈચ્છા હોય છતાં મારે બનવાની ઈચ્છા હતી એટલે બાળકને પરાણે કે ના તું તો ડોક્ટર બન જ હું ન બની શકી એવું ક્યારેય ન કરવાનું કારણ કે અત્યારના સમયમાં માતા પિતાનાં દબાણને કારણે જ ખૂબ ખરાબ પરિણામો આવે છે કેટલાં બાળકો આપધાત કરે છે કેટલાંક બાળકો ઘર છોડીને જતાં રહે છે ભણવામાં ધ્યાન નથી આપી શકતાં એની કેરિયર બરબાદ થઇ જાય છે એવું ન થવું જોઈએ આપણાં બાળકોને શું ગમે છે કેવું ગમે છે એમાં એને જે રસ હોય એ લાઇનમાં એને આગળ વધવા દેવો જોઈએ તો જ એ જિદગીમાં આગળ ટોપ ઉપર પહોંચી શકે છે અને એનું આપણાં બાળકોનું ભવિષ્ય ખૂબ સારું થઇ શકે છે સારી રીતે એ લાઈફમાં સેટ થઇ શકે છે માટે ભણતરને તો ખૂબ જ જરૂરી છે સાથે સાથે ભણતર સાથે ગણતર પણ એટલું જરૂરી છે કે એને સંસ્કારો પણ ખાસ જરૂરી છે બાળકો ખોટી લાઈને ન જાય એ પણ માતા પિતાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ બાળકો ઉપર વોચેય રાખવી જોઈએ સ્કૂલે જાય છે કોલેજ જાય છે એના મિત્રો કોણ છે એના ટીચરો કોણ છે સતત એના કોન્ટેક્ટમાં પણ રહેવું જોઈએ અને શું કરે છે એ પોતાની મને ટાઈમ નથી એવાં બહાના ન કાઢીએ અને બાળકો રોજ રોજ નાનાં હોય કે મોટા હોય મમ્મી પ્પાની ફરજ છે કે કાયમ એનું શું કર્યું છે આખા દિવસનું એ જાણવું જોઈએ સ્કૂલમાં અને એ શું ભણ્યાં છે એનો શું ગ્રોથ થયો એ બધી ધ્યાન માતા પિતાએ પહેલેથી રાખવું જ જોઈએ કારણ કે સ્કૂલમાં તો માત્ર પાંચ કલાક રહે છે બાકીના કલાકો તો ઓગણીસ કલાક તો માતા પિતા પાસે જ હોય છે એટલે એની ફરજ વધે છે શિક્ષકોની વધે છે એની એટલા સમય પૂરતી છે બાકીના સમયમાં તો માતા પિતાની જવાબદારી છે એટલે બાળકોનાં શિક્ષણ માટે ખૂબ જ જરૂરી છે અત્યારે છોકરા છે કે છોકરીઓ છે છોકરીઓ પણ દરેક ક્ષેત્રમાં આગળ વધી અને અત્યારે કયું ક્ષેત્ર દુનિયાનું એવું છે કે જ્યાં છોકરીઓ ન હોય સ્ત્રી ધારે તો ગમે તે કરી શકે છે એટલે માટે છોકરીઓને પણ શિક્ષણ પૂરેપૂરી એની ઈચ્છા હોય ત્યાં સુધી તારે આ તું દીકરી છે તારે આ લાઇનમાં ન જવાય તારે આ ન કરાય એવું ક્યારેય વિચારાય નહીં અને દીકરીને ગમતું હોય ત્યાં સુધી એને ભણવા જ દેવું જોઈએ અને આગળ એને સપોર્ટ કરવો જ જોઈએ એ દરેક માતા પિતાની ફરજ છે